રાત્રે ત્રણ વાગ્યે અમે રેલ્વે સ્ટેશન ઉતર્યા અને અમરોલી જેવા વિસ્તારમાં અમારે જવાનું હતું થોડો મધ્યમ કક્ષાનો વિસ્તાર છે તો અમને એવું થતું હતું કે રાતનો સમય છે તો કયો ડ્રાઈવર અહીંયા આવશે પણ અમે કેબ બુક કરી અને ખરેખર એ ડ્રાઈવર અમે ઘણી વખત આવીએ છે તો કેબ વાળા જે ડ્રાઈવર હોય એ મોડી રાત્રે અમારી કેબ કેન્સલ કરતા હોય છે પણ આ ડ્રાઇવરે તરત જ સામેથી અમને ફોન કર્યો અને લેવા માટે પણ આવ્યો અને ખૂબ સરસ એની સર્વિસ જાતે ઉતરી અને અમારો સામાન પણ એણે ગોઠવી આપ્યો અને અમારા બાળકોને આગળની સીટ પર બેસાડ્યા અને સરસ મજાનું ડ્રાઇવિંગ એની કેબ પણ ખૂબ ચોખ્ખી હતી અને અમને તરત જ તેણે ઘરે ડ્રોપ કરી દીધા અને સલામત રીતે સરસ રીતે અમને પહોંચાડ્યા અને અમને ખૂબ જ એની સાથે ગમ્યું એનો વર્તન એનો વ્યવહાર અને પછી એને અહીંયાથી પાછું ખાલી જવું પડ્યું સ્ટેસન સુધી છતાં પણ એ અડધી રાત્રે અમને ઘરે ઉતારવા માટે આવ્યો અને એના માટે અમે ખૂબ એના આભારી છીએ